પહેલાના લોકો અભિનય કરવા માટે કે પછી નૃત્ય કરવા માટે રસ્તા ઉપર કરતા હતા કે પછી ભવાઈ પર કરતા હતા અને ત્યારે બહું એની એ વસ્તુની જાણ નઈ હતી બધા લોકોને તો જે લોકોને ખાલી એમાં ઇન્ટરસ્ટ પડતો હતો તે એકબીજા સાથે એની મજા લેતા હતા પણ હવે ધીમે ધીમે જ્યારે બધા લોકોને ખબર પડી કે આવી પણ વસ્તુઓ થાય છે કે જેમાં આનંદ મળે બધાને તો ધીમે ધીમે એનું પણ ઇન્ટરેસ્ટ વધતું ગયું બધા લોકો એમાં મેળવતા ગયા કે આમાં અમે પણ કરી શકીએ તો એવી રીતે મોટું થતું ગયું અને એની માટે જગ્યાઓ પણ જોઈતી હતી કે બધા લોકો સાથે આવીને એ વસ્તુ જોઈ શકે કે એને પરફોર્મ કરી શકે તો એની માટે હવે જોવા જઈએ તો બઉ બધા હૉલ પણ બની ગયા છે બઉ મોટા મોટા કે જેમાં પાંચસો લોકો જેવા પણ આવી શકે અને એ વસ્તુ જોઈ શકે એનું આનંદ લઈ શકે તો એવા પણ બઉ જ બધા હૉલ છે કે સંજીવ કુમાર હૉલ છે પર્ફોમીંગ આર્ટ સેન્ટર છે ઉપાસના એમ્પી થિયેટર છે પછી ટાગોર ભાઈ દેસાઈ હૉલ છે એવા પણ ઘણા બધા છે ને એની સાથે સાથે હવે જે લોકોને બહું આટલા મોટા સ્ટેજ પર ના કરવું હોય અને થોડુંક નાનું કેપેસિટીવાળું પણ હૉલ જોઈએ તો એની માટે બ્લેક બોક્સ જેવી પણ એક જગ્યા બનાવામાં આવી છે કે જ્યાં ખાલી સો લોકો જેટલા પણ એંશીથી સો લોકો જેટલા આવી શકે અને એનો પણ લાભ લઈ શકે તો એવા પણ એક સ્ક્રેપ યાર્ડ થિએટર છે પછી ફૂટલાઇટ છે એવા ખાસ્સી બધી એવી બીજી પણ જગ્યાઓ છે જ્યાં આ વસ્તુનો લાભ લઈ શકે